જો મને અને કોઈ દેશ ફરવાનો મોકો મળે તો આમ તો ઘણાં બધાં દેશ છે કેમકે મારે બધું જોવું જ છે પણ હું અમેરિકા યુરોપ પછી એસ ભારતમાં તો હું રહું જ છું જકે આમ ભારતમાં પણ ઘણાં બધાં વિસ્તાર છે તેમાં પણ હું ઉત્તર ભારત દક્ષિણ ભારત વગેરે જેવા વિસ્તારમાં હું જઈ શકીશ આમ તો જોઈ કે ગુજરાતમાં જ રહીને હું ગુજરાતમાં રહી ત્યાંજ કામ કરવા માંગુ છું આજુબાજુના સ્થળો સ્ટેચ્યૂ યુનો યુનિટી સાબરમતી આશ્રમ છે ગાંધીજીનું પછી ગાંધીજી જે રહેતા તે સ્થળ પોરબંદર છે પછી અમદાવાદમાં પણ ઘણું અમદાવાદમાં કાંકરિયા તળાવ છે સીદી સૈયદની જાળી છે લાલ કિલ્લો છે વગેરે અન્ય સ્થળો પણ હું જોઈ શકું છું અને જો મને કન્યા ગુજરાતથી કન્યાકુમારી સુધીનો વિસ્તાર જે છે ત્યાં પણ હું મોકો મળે તો પણ હું જઈ શકું છું ત્યાં અલગ અલગ કન્યા કુમારી એમાં છે લોકોની ભાષા બોલી ત્યાંનાં મંદિરો છે ત્યાં મસ્ત પ્રાકૃતિક ગાર્ડન છે ગોવા છે ગોવામાં બીચ છે ચર્ચનું મંદિર છે ચર્ચ છે વગેરે જેવા સ્થળોએ જઈ શકીએ છીએ માનો કે ગુજરાતની અંદર જ જુનાગઢ છે પોરબંદર છે સોમનાથ છે પાટણ છે પાટણ જઈને ત્યાં રાજાઓના ઇતિહાસ પાંડવ ક્યાં રહ્યાં છે ત્યાં તેને કઈ રીતે વનવાસ વિત્યો તે જગ્યા છે ત્યાં પાટણમાં રાણકી વાવ છે ઘણાં બધાં રાજ્યોએ ત્યાં રાજ્ય કર્યું છે તેનો બધો ઇતિહાસ છે પાટણમાં પાટણમાં સોમનાથમાં મહાદેવનું મંદિર છે તે એક જ્યોર્તિલિંગ છે અને આમ જોઈએ તો ત્યાં ઘણાં બધાં સ્થળો છે ત્યાં દરિયો છે દરિયાના કાંઠે પણ રહી શક રહીને ત્યાં આમ અંદર બોટમાં બેસીને જઈને પણ ઘણાં બધાં સ્થળેથી જે આમ આનંદ મળી શકે છે અને ત્યાંથી પાછા ફરીને આજુબાજુ જ્યાં હું ત્યાં એક કિલ્લો છે ત્યાં ઉત્તર ધ્રુવનો ઉત્તર ધ્રુવનો એક માર્ગ છે ઇતિહાસમાં લખેલો છે પણ ત્યાં પણ છે અત્યારે પણ અમારે ત્યાં જઈને જોઈ શકાય છે તો જાવાનું થાય તો હું ભારતને જ પસંદ કરીશ અને ત્યાંનાં રાજ્યોને પસંદ કરીશ ઉત્તર ભાર ભારત દક્ષિણ ભારત જેમકે ગુજરાત છે રાજસ્થાન મધ્ય પ્રદેશ તમિલ નાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક કેટલાં બધાં ઐતિહાસિક રાજ્યો છે તો ઈતિહાસને જોઈ લઇશ બાકી અન્ય સ્થળ યુરોપ છે તો ત્યાં પણ ઘણાં બધાં છે પણ આમ તો આમ સમય ઈન્ડિયા જ ગમે છે એટલે ત્યાં વધુ રહેવાનું પંસદ થઈ શકે છે અને જો મને મોકો મળે તો હું યૂરોપમાં અને અમેરિકાને જ પસંદ કરું કેમકે તે મારા માટે આમ અલગ જ છે કે ત્યાંનાં ટેક્નોલોજીક અને ત્યાંનાં સ્થાનિક સંસ્કૃતિ ભલે ભારતની હોય પણ ટેક્નોલોજીક અને સમય તો યુરોપને અમેરિકાનો જોવો જોઈએ તે મને બહુ ગમે છે કે એની ટેકનોલોજીક આ નવા નવા ઉપકરણો તે કઈ રીતે ત્યાં ત્યાંનાં વ્યવહાર આમ આઈ થિંક બઉ સરસ હોય છે બીજું છે કે ઈન્ડિયા ઈન્ડિયામાં પણ એનું કલ્ચર દક્ષિણથી માંડીણે પૂર્વથી પશ્ચિમથી માંડીને ઉત્તર સુધી ગમે તે સ્થળે જાઓ પણ ભારત અમે આમ કઉને મારા માટે ગો આમ ગોલ્ડન ચાંસ છે કે તેને હું જોઈ શકું છું તો એને સ્થળે જ પસંદ કરીશ